હલો હા મેડમ હું રૂમ નંબર થ્રી ફોર ટુમાંથી બોલું છું અને મેડમ અમારે છે ને બાથરૂમમાં જે ઠંડા અને ગરમ પાણીનો શાવર છે ને તેમાં બન્ને ડિરેકશન એટલે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ગમે તે સાઈડ અમે નળને કરીએ છીએ ને તો બન્ને બાજુથી ઠંડુ જ પાણી આવ્યા કરે છે ગરમ પાણી નથી આવતું અને અમારે અત્યારે છે ને ચેક આઉટ કરવાનું છે બેન એટલે મારે મારા હસબન્ડ અમારા છોકરાઓને નાહવાનું છે એટલે પ્લીઝ જલ્દીથી કોઈને મોકલો તમે તો છે ને અમે લોકો નાઈને ટાઈમે ચેક આઉટ કરી શકીએ પાછા ટાઈમે ચેકઆઉટ નહીં કરીએ અમે તો તમે પાછા કહેશો કે ટાઈમે ચેક આઉટ નહીં કર્યું અને તમે પાછા વધારાના ચાર્જ કરો તો એના કરતાં જલ્દીથી

હા નથી આવતું લેફ્ટ ના એ જ એ જ બન્ને બાજુ ઠંડુ આવે છે લેફ્ટ સાઈડ તમારું જે એરોમાં લખ્યું છે હોટ એ પણ અમે કરી જોઈએ અને કાલે રાત્રે પણ આ પ્રોબ્લેમ થયેલો પણ અમને એવું કે કદાચ રાત્રે તમે ગરમ પાણી પ્રોવાઈડ નહીં કરતા હોય એટલે અમે

પણ એમાં શું છે બેન હા મેં કાલે રાત્રે પણ આ વસ્તુની કમ્પ્લેઇન કરેલી તો કાલે રાત્રે પણ કોઈ માણસ પણ નથી આવ્યો અને ફરીથી અમને કોલ બેક અમે કોલ બેક કર્યો તો ફરીથી કોઈ રિસિવ પણ નથી કર્યો એટલે આ સ્ટાફને થોડી હં તમારે આટલી સરસ બેન નામાંકિત હોટલ તમારું આટલું નામ ને તમારો સ્ટાફ જુઓ તમારું નામ બે મિનિટમાં છે ને તમારું બેન આ તમારું નામ છે ને ખરાબ થઈ રહ્યું છે તમારું નામ શું છે બેન તમારું નામ મને પહેલાં કહો કેમકે કાલે બી જે ભાઈ સાથે મેં વાત કરીને એણે તમારા જેવી જ મીઠી મીઠી વાતો કરેલી પણ કોઈ આવેલું નહીં અને તમે શું છો અહીંયા તમે કઈ પોસ્ટ પર છો મેડમ ઓકે થેંક્યુ બેન થેંક્યુ